હા ઇતિહાસની એવી પ્રથા કે રિવાજો છે જેને સામાજિક કાર્યકરોએ દૂર કર્યા હોય પહેલાંના સમયમાં સતીપ્રથા બાળકીને દૂધપીતી કરવી બાળવિવાહ દહેજ પ્રથા ભ્રૂણ હત્યા જાતીય અસમાનતા જેવા રિવાજો સમાજમાં ચાલતા હતા આ બધા રિવાજોને કારણે લોકોને ઘણી બધી સમસ્યાઓનો ભોગ બનવું પડતું હતું આ બધી પ્રથાઓ અટકાવી સમાજને વિકાસ અને જાગૃતિ લાવવા માટે ઘણા બધા સમાજ સુધારકો થઈ ગયા એમાં વાત કરીએ તો રાજારામ મોહન રાય સતીપ્રથા રિવાજ અને વિધવા પુનઃ લગ્ન કરવા વગેરે જેવા કાર્યો કર્યા છે અને હાલના જમાનાની વાત કરવામાં આવે તો વિધાનસભા અને રાજ્યસભામાં તેત્રીસ ટકા અનામત સ્ત્રીઓ માટે રાખવામાં આવી છે આજના યુગમાં સ્ત્રીને પુરુષની સમકક્ષ ગણવામાં આવી છે તેમજ દીકરા અને દીકરીને સમાન ગણવામાં આવે છે અને સ્ત્રીને પોતાના પગ ઉપર નિર્ભર રહી શકે તેવું શિક્ષણ પણ આપવામાં આવે છે